હા મેં સ્પીડ રનિંગનો ઉપયોગ કર્યો છે સ્પીડ રનિંગમાં તેના માટે ખૂબ ફાસ ભાગવું પડતું હતું રનિંગ આપણી ફાસ્ટ હોવી જોઈએ સવારમાં ઉઠીને રનિંગનો બી ટ્રાય કર્યો તો રનિંગ કરીને રનિંગ કરી હતી પણ આપણે મેક્સિમમ લઈ લઈએ તો પંદર મિનિટમાં મેં કમસે કમ બે કિલોમીટર જેવુ કાપી શકું પણ બે કિલોમીટર બી ઓછું કહું છું હું હા બે કિલોમીટર પણ દસ પંદર મિનિટમાં લીધું હતું એ બી બહુ ઓછું કહેવાય કેમ કે જે પોલીસ માટે જે રનિંગ કરતાં હોય એ લોકોની સ્પીડ તો વધારે હોય છે રનિંગમાં આપણી સ્પીડ એ તો જોવા જઈએ તો મારી તો યુઝવલી ખરાબ જ હતી તેમના અંદાજે જોવા જઈએ તો સ્પીડ રનિંગ મે મે મેં ટ્રાય કર્યો હતો બીજા બીજામાં મેં પડકારોમાં ગેમિંગમાં ટ્રાય નહોતો કર્યો જોવા જઈએ તો ક્રિકેટ ક્રિકેટ કે રમવામાં ર રમતા હતા નાનપણથી સ્પીડ રનિંગમાં જોઈએ તો રનિંગ અમારી સ્લો જ હતી